હેલો હ કેમ છો લોચો ખમણ આલુ પૂરી ખાઉસા હાઅ ખાઉસામાં તો હું વધારે ખાઉસા ખાતી નથી મને વધારે આલુ પૂરીની ખબર છે હ ખાઉસાની ખાઉસાની ખ્યાલ નથી હું મેં સિરિયસલી અત્યાર સુધી એક બી વાર ખાઉસા ખાધા જ નથી મને ભાવતા જ નથી ના ના હ અહીંયા લારી પર બહુ ખાઉસા જ્યાં આલુપૂરી મળતી હોય ને ત્યાં મોસ્ટલી ખાઉસા મળતા જ હોય હા અચ્છા ખાજા ખાજા કહો છો તમે ખાજા ખાજા તો બહુ બધાં મેંગોના ફ્લેવરનો હોય સાદો હોય હ હા હા હા હા હા મારા માસી તો ખાઉસા પણ ઘરે બનાવે હા નાના સ્પાઈસી હોય છે અંદર ચીલી ફ્લેક્સ પછી નાળિયેરની ચટણીને એવું બધુ નાળિયેરની કઢી આવે એ નાખેલું હોય નુડલ્સ હોય લાલ ચટણી હોય ને એવું બધું હોય બરાબર હા હા હા હા હા હા બાય